ગુજરાતમાં અમદાવાદમાં નાટકો નૃત્ય શો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી માટે દિનેશ હૉલ છે ટાગોર ભાઈ દેસાઈ હૉલ છે તથા જય શંકર સુંદરી હૉલ પણ આવેલા છે ત્રણે ત્રણ હૉલ સિવાય બીજા ઘણા હૉલ અને સુવ્યવસ્થિત ઉત્કૃષ્ટ બાંધકામ સાથે એવો દિનેશ હૉલ જે સાબરમતી નદીના પોર્ટ ઉપર આવેલ છે જેમાં બેઠક વ્યવસ્થા લગભગ સાડા છસો વ્યક્તિની છે અને સાથે સાથે નવું બાંધકામ તથા તેની અંદર તદ્દન સુંદર વ્યવસ્થા સાથેનો આ હૉલ બનાવેલ છે જેનું લોકેશન ખૂબ જ સરસ જગ્યાએ હોવાથી અવરજવર માટે ઘણું સહેલું પડી રહે છે